હાલ અમે રિટાયર છીએ પરંતુ અમે જ્યારે ટ્રેકિંગના કાર્યક્રમની અંદર માઉન્ટ ગીરનાર ટ્રેકર્સ કલબ નામની સંસ્થા સાથે જોડાએલા છીએ અને અમે અવારનવાર જૂનાગઢ ગિરનાર જંગલમાં આ ટ્રેકિંગ કાર્યક્રમો યોજતાં હોઈએ ત્યારે સામાન્ય રીતે જૂનાગઢમાં પરિક્રમાનો પણ કાર્યક્રમ થતો હોય છે એ સિવાય પણ અમારા ટ્રેકર્સને સાથે લઈ અમે અવારનવાર બોરજી એવા અનેક અનેક રૂટ ઉપર જઈએ છીએ એમાં અમોને ઘણી વખત જંગલી પ્રાણીઓનો સામનો કરવાનો સમય આવ્યો હોય છે પરંતુ અમે એક જૂથ હોય અને એ જેમકે સિંહ છે એવા જંગલી પ્રાણીઓ ચિત્તા દીપડા વગેરે એ પોતાની રીતે નીકળી જતા હોય છે કારણ કે અમે જૂથમાં હોઈએ એટલે એ બને ત્યાં સુધી ક્યાંય પેલું કરતા હરકત કરતા હોતા નથી પરંતુ એ જંગલી પ્રાણી પોતાનો રસ્તો આપણે રોકીએ નહીં તેવી રીતે એકસાથે ઊભા રહી જઈએ એટલે નીકળી જતાં હોય છે એ બીજું કે જંગલની અંદર આપણે જ્યારે જઈએ ત્યારે અમે મોટા ભાગે અમારા બધા ટ્રેકર્સને સમજાવી અને પેલું કહેલું જ હોય છે કે બને ત્યાં સુધી પગનો સંચાર પણ બહુ અવાજ ન કરે તે રીતે આપણે ચાલવાનું હોય છે કારણ કે જંગલની અંદર વૃક્ષોના સૂકા પત્તા પડેલાં હોય જેને કારણે ખડખડાટ અવાજ આવતો હોય છે અને એવા સમયે અમે બને ત્યાં સુધી અમે રાતના ટ્રેકિંગ કરવાનું ટાળીએ છીએ કારણ કે જંગલી પ્રાણીઓ મોટાભાગે રાતે બહાર નીકળતા હોય છે અને તેને ખલેલ ન પહોંચે તે આપણી જવાબદારી છે એવું સમજી અને અમે લોકોને બને ત્યાં સુધી રાત્રીના ટ્રેક માટે લઈ જતા નથી પણ સવારે વહેલી સવારે અને દિવસ દરમિયાન અમે ઉવા ટ્રેક કરતા હોઈએ છીએ અને આ સંસ્થા સાથે જોડાયેલાં મોટા ભાગના લોકો આ જંગલથી ટેવાયેલાં હોય છે ખાસ કરીને જૂનાગઢમાં જંગલ વિસ્તાર છે ગિરનારની અંદર જંગલ આવેલું છે ત્યાં અવારનવાર જવાનું થતું હોય મોટા ભાગે લોકો ટ્રેઈન્ડ હોય છે એટલે ઘણી વખત અમને માનવીય ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગ તરફથી પણ સૂચના મળતી હોય છે અને તેના આ જંગલના આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માણસો પણ અમારી સાથે ઘણી વાર જોડાતા હોય છે